ગુજરાત એ ઔદ્યોગિક અને વ્યાપારિકક્ષેત્રે એકદમ સમૃદ્ધ રાજ્ય છે જ્યાં અનેક સફળતા ગાથાઓએ ધંધાકીય વિશ્વમાં પ્રેરણા આપી છે અહીં કેટલાક નોંધપાત્ર મુખ્ય વ્યાપારી સફળતા કથાઓ અથવા કેશ સ્ટડીસ છે જે ગુજરાતની વ્યાપારી પ્રતિભા દર્શાવે છે તો આપણે એક પછી એક જોતા જઈએ તેમાંનુ પહેલું છે અદાણી ગ્રુપ અદાણી ગ્રુપ ગુજરાતનું એક અગ્રણી કોટક ઉદ્યોગ છે જેનો આરંભ ઓગણીસો અઠ્યાસીમાં ગૌતમ અદાણી દ્વારા થયો હતો એ પહેલા તેઓ મુંબઈમાં ડાયમંડ બ્રોકર તરીકે કામ કરતા હતા પરંતુ ગુજરાતમાં પોતાના ધંધાની શરૂઆત કર્યા પછી અદાણી ગ્રુપે દેશના વિવિધ ક્ષેત્રો જેમકે પોર્ટ્સ લોજેસ્ટિક્સ ઉર્જા અને રિયલ એસ્ટેટમાં વિશાળ પ્રગતિ કરી છે આ પ્રોજેક્ટ્સમાં મુંદ્રા પોર્ટનું બાંધકામ તેમનો સૌથી મોટો સફળતા પ્રોજેક્ટ માનવામાં આવે છે જેને આજે ભારતનો સૌથી મોટો ખાનગી પોર્ટ ગણવામાં આવે છે બીજું જોઈએ તો કરસનભાઈ પટેલ જે નિરમા ના શોધક છે કરસનભાઈ પટેલ એક નાના ગામના વ્યક્તિ જેને ઓગણીસો ઓગણસિત્તેરમાં પોતાના ઘરમાં સોડા આધારિત સાબુ બનાવાની શરૂઆત કરી હતી તેમણે પોતાના ઉત્પાદનને બિલકુલ નવા માર્ગે લઈ જવા માટે દરવાજે દરવાજે વેચાણ કરવાનું શરૂ કર્યું તેમની મહેનત અને વ્યૂહાત્મક ભાવથી નિરમા ન માત્ર ગુજરાતમાં પરંતુ આખા દેશમાં ઘરેઘર ઉપયોગમાં લેવાતું લોકપ્રિય બ્રાન્ડ બન્યું જેનું આપણને યાદ પણ છે વોશિંગ પાવડર નિરમા વોશિંગ પાવડર નિરમા દૂધ સી સફેદી નિરમા મે આઈ રંગીન કપડા દે ખીલ ખીલ જાય કેવું આપણને યાદ છે બજારમાં ઘણા મોટા બિઝનેસના દોડાણ વચ્ચે તેમણે સસ્તા ગુણવત્તાવાળા ઉત્પાદનોના માધ્યમથી તેમના ઉત્પાદનને મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચાડી પછી આવે છે અમૂલ અમૂલ કો ઓપરેટિવની સ્થાપના ઓગણીસો છેતાળીસમાં થઈ હતી જેમાં ગુજરાતનાં ખેડૂતોએ દૂધના વેપારમાં સાથે મળીને કામ કરવાની શરૂઆત કરી વર્તમાનમાં અમૂલ એ વિશ્વનું સૌથી મોટું દૂધ ઉત્પાદક બ્રાન્ડ છે જેને ગ્લોબલ માર્કેટમાં પણ સ્થાન મળ્યું છે વલ્ડ ફેમસ વાઇટ રેવલ્યુસન ને આગળ વધારવામાં અમૂલની ભૂમિકા મુખ્ય ગણાય છે પછી વાત કરીએ તો જસુબહેનનો પીઝા આ કથા પીઝા પ્રેમીઓ માટે પ્રેરણા છે જસુબહેન નાંબારિયા જેમણે અમદાવાદમાં એક નાના ઘરે પોતાની પીઝાની દુકાન શરૂ કરી તેમના પરંપરાગત ગુજરાતના ટચ સાથે પીઝા આજે સમગ્ર અમદાવાદમાં લોકપ્રિય છે આ બીજનેસ લગભગ ત્રીસ વર્ષ જૂનો છે અને એ બીન મોટા બ્રાન્ડ સાથે પણ ટકી રહ્યું છે એ જ જસુબહેનની સફળતાનો સાચો હિસ્સો છે પછીની વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણી પતંજલિ પેપર્સ પ્રાઇવેટ લિમિટેડ ઝવેરચંદ મેઘાણીની કથા ટર્ન અરાઉન્ડ સ્ટોરી છે તેમણે પતંજલિ પેપર્સને બાંધવા માટે જેવું સંઘર્ષ કર્યું તે આજે એક મોટું ઉદ્યોગ છે તેમણે પેપરની નવા પ્રકારોની શોધ કરી જે રિસાઈકલેબલ અને પર્યાવરણને અનુકૂળ છે તેમના નિર્ણયો ખાસ કરીને ટર્ન અરાઉન્ડની ક્ષમતા એક પ્રેરણાદાયક અભ્યાસ પ્રયોગ છે વાંકો ફેશન અરુણ અને કેતન શાહ વડોદરા આધારિત વાંકો ફેશનના માલિકો છે જે ભારતની સૌથી મોટી નેફટી યુકલ ઉત્પાદન કંપની છે તેમણે ગુજરાતની કાપડ ઉદ્યોગના પારંપરિક કૌશલ્યને આધુનિક ફેશન સાથે જોડ્યું અને આંગળી ગણાય તેવા સ્થાનિક બજારમાંથી પ્રગતિ કરતા તેઓએ નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં સફળતા મેળવી છે પછી આવે નવનીત પબ્લિકેશન્સ નવનીત એ ગુજરાતની પ્રકાશન ક્ષેત્રમાં સારા ગુણવત્તાવાળા શૈક્ષણિક સામગ્રીનું સમાનાર્થક છે ઓગણીસો ઓગણસાઠમાં કંપનીની શરૂઆત થઈ હતી અને આજના સમયમાં એ શિક્ષણ સાથે જોડાયેલા પુસ્તકો અને સામગ્રી માટે જાણીતું છે તેમના ખાસ કરીને ચોપડાઓ એકદમ સારી ગુણવત્તાવાળા પેજ સાથે આવે છે ગુજરાતમાંથી શરૂ થયેલું નવનીત આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રખ્યાત છે પછી આવે જીજી આઇસક્રીમ રાજીવ ગોળવાળા રાજીવ ગોળવાળાએ ઓગણીસો એંસીના દાયકામાં અમદાવાદમાં તેમની પોતાની આઇસક્રીમનું શરૂ કામ શરૂ કર્યું તેમણે પોતાના વેચાણ મોડલને આકર્ષક બનાવવા માટે ઊચ્ચ ગુણવત્તાવાળી અનોખી ફ્લેવર્સ વાળી આઇસક્રીમ બનાવી તેમના આ અનોખા વેચાણ તર્ક સાથે જીજી આઇસક્રીમ આજે ગુજરાતની હાર્ટ લાઇન છે હવે આપણે જોઈએ અજય સાહાણી એસ્ટ્રોમલ્ટ બે હજાર ત્રણમાં સ્થાપના પામેલી એસ્ટ્રોમલ્ટ આજે ટનરકી સોલ્યુશન પ્રદાન કરતી કંપની તરીકે ઓળખાય છે આ એક એવી કંપની છે જેઓએ નાનું શરૂ કરીને સમગ્ર ભારતમાં અને વિદેશમાં સફળતા મેળવી છે આ બધા કેશ સ્ટડીસ ગુજરાતના વ્યાપારી ઉત્કર્ષ અને નિપુણતા દર્શાવે છે જે નાનકડી શરૂઆતથી શરૂ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યાપારિક સ્તરે વિપુલ પ્રગતિ કરી છે